સમાજમાં નાગરિક સુરક્ષા અને શાંતિ જાળવવા માટે આપણે ન્યાય પ્રથામાં જબરજસ્ત સુધારો કરવાની જરૂર છે સૌથી પહેલાં તો આપણી જે સજા આપવાના વિવિધ કાયદાઓ છે તેનું પરિવર્તન કરવુ પડશે સમાજ અને દેશની અંદર ખરેખર ગુનાખોરી વધી રહી છે અને આપણે તેના માટે ઠોસ પગલાં લેવાં પડશે ફક્ત સરકારે જ નહીં પરંતુ પ્રજા અને રૈયતે પણ તેનો સાથ આપવો પડશે અને ત્યારે જ દેશની અંદર ગુનાખોરી અટકશે તેના માટે ન્યાય પ્રથામાં એક મોટો સુધારો કરવો જરૂરી છે